ગઈ કાલે દિવાળીની ખરીદી કરવા ગયાં ત્યારે મારું પાકીટ ચોરાઈ ગયું હતું તેમાં મારું પાન કાર્ડ બી હતું હવે મારે પાન કાર્ડ જરૂરી હોવાથી નવું ડુપ્લીકેટ પાન કાર્ડ મેળવવા માટે નજીકના સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે મને જાણ થઈ છે તે પ્રમાણે અમારે અહીં વાણીયા વાડ વિસ્તારમાં જ એક પાન કાર્ડ સેવા કેન્દ્ર છે ત્યાં જઈને હું મારા નવા પાન ડુપ્લીકેટ પેન કાર્ડ મેળવવાની સહાય તેમની પાસેથી માંગીશ તેના માટે હું યોગ્ય જરૂરી પુરાવાઓ પણ એમને આપીશ જેવા કે મારું આધાર કાર્ડ ફોન નંબર ઘરનું એડ્રેસ આપ દર્શાવતું ટેલિફોન બિલ વગેરે